નમસ્કાર મને અલગ અલગ જગ્યાએ ફરવા જાવાનું ખૂબ જ ગમે છે અને ખાસ કરીને હું મારા પરિવાર સાથે જવાનું વધારે પસંદ કરું છું મારા પતિ સાથે મારા દીકરા સાથેને હું અમારું નાનું એવું ફેમેલી છે એટલે અમે આમ જોઇન્ટમાં છીએ પણ ભેગાં જ રહીએ છીએ મારા દીયર છે દેરાણી છે એક નણંદ છે અમે આખું પરિવાર ક્યાંય પણ જઈએ છીએ તો સાથે જ જઈએ છીએ અને બધાં સાથે જવાની કંઇક મઝા જ અલગ હોય છે અને બધી જગ્યાએ જવું મને બહુ ગમે છે ગુજરાતની અંદર પણ અને ગુજરાતની બહાર પણ અને લોકલ અમારા જ શહેરમાં રાજકોટ શહેરમાં પણ અવનવી જગ્યા જયાં હોય હુંને મારા પતિ બંને પણ ખૂબ જ શોખીન છીએ કંઇ પણ વસ્તુ હોય જેને કહેવાયને કે ફરવા જવાના પણ શોખીન છીએ અને ખાવા પીવાના પણ શોખીન છીએ પહેરવાના પણ શોખીન છીએ એટલે જે કાંઇક નવું આવે કાંઇ પણ નવું જોવાનું લાયક સ્થળ હોય તો પણ અમે પહોંચી જઈએ છીએ અટલ સરોવર છે હમણાં નવું બન્યું છે તો ત્યાં પણ અમે જઈ આવ્યા છીએ બહુ સરસ છે ત્યાંનું બધુ ફાઉન્ટ ફૂવારાનું જે આખું રાતના જે સ્ટાર્ટ થાય છે એ પણ અમે જોયેલું છે એ પણ બહુ સરસ છે અને અમારે ત્યાં રાજકોટમાં જ ન્યારી ડેમ છે એવી ઘણી બધી જગ્યાઓ છે જયાં આપણે જવાથી આપણને બહુ જ મજા પણ આવે આપણા પરિવારને પણ ખૂબ જ મજા આવે અને અમે તો બધાં આડોસપાડોસના પણ સાથે મળીને જઈએ છીએ અને બધી જગ્યાએ જવાનો એક અલગ જ અનુભવ હોય છે કંઇક તો જોવાનું કંઇક જાણવાની એવી ભાવના હોય છે અને મારુ તો એવું જ છે કે જ્યારે પણ આપણે નવરા હોઈએ કે રવિવારના દિવસે હોય કે રજાના દિવસે ત્યારે અમે પરિવાર સાથે બહાર જવાનું અમે વિચારી જ લીધું હોય છે અને અમે જતાં પણ રહીએ છીએ એમ આ બસ બધાં જ મારા ઘરના લોકો પણ બહુ જ શોખીન હોય છે ફરવા જવા માટે કોઈ પણ જગ્યાએ સારી એકે નવી વસ્તુ નવી જગ્યા જોવા માટે અમે હંમેશા તત્પર હોઈએ છીએ અને આગામી સમયમાં અમે લોકો હવે બોમ્બે જવાનું વિચારી રહ્યાં છીએ મુંબઈ મુંબઈમાં જવાના મને સેલિબ્રિટી જેને કેવાયને કે મોટા મોટા ફિલ્મ કલાકારો જે છે અમિતાભ બચ્ચન છે શાહરૂખ ખાન છે એ જોને એક મુંબઈ દર્શન કહેવાય એવી રીતે મને જોવાના બહુ જ શોખ છે એસન એસન એસન કેન્ડમાં જવાનું પછી અલગ અલગ જગ્યાએ જે અમદાવાદમાં બહુ જ ફેમસ છે બઉ પ્રચલિત છે વોટર પાર્ક છે ત્યાં પણ જવાની બહુ મારા દીકરાને બહુ જ શોખ છે વૉટરપાર્કમાં તો બધી રાઇડસોમાં બેસવાનુંને બધો ઇનજોય મઝા માણવાની તો અમે અવનવા વોટર પાર્કમાં પણ જવાનું ખૂબ જ શોખીન છીએ ત્યાં પણ જઈ આવ્યાં છીએ ઓલ એમ કહેવાયને કે જેને કોઈ પણ જગ્યા એવી બાકી નથી કે જયાં અમે ના પહોંચ્યા હોય અને બધા ધાર્મિક સ્થળોએ પણ અમે લોકો જઈએ છીએ અમારા દરગાહ છે દરગાહ જોવા માટે દ્વારકા જઈએ છીએ ઓખા સાઈડ છે તો ત્યાં બોટિંગમાં બેસીએ છીએ અટલે જેને કહેવાયને કે દ્વારકા જઈએ છીએ સોમનાથ જઈએ છીએ જે પણ જગ્યાએ જવું હોય અમે હંમેશા અને વધારે પડતા અમે ટ્રેનમાં જતાં હોઈએ છીએ અને ક્યારેક વોલ્વો બસમાં જતાં હોઈએ છીએ એટલે અમે ક્યારેક ફોરવિલમાં પણ જઈએ છીએ કારમાં પણ એટલે બધા બધી જગ્યાએ બધા બધા અલગ અલગ જગ્યાના અનુભવો પણ મળે છે અને બધી જાતના અમે જેને કેવાયને કે મઝા માણીએ છીએ બસની અલગ ટ્રેનની અલગ કારની અલગ

પણ અવનવી જગ્યાએ જોવા જવાનું જાણવાનું અને બધાના સંપર્કમાં આવવાનું અને નવી જગ્યાએ શું કઈ વસ્તુ કઈ વેરાયટી ફેમશ છે એ બધું જાણવાનું ખાવાનું બધું જ અમને બહુ જ શોખ છે એટલે મારો અનુભવ કહુંને તો બહુ જ સારો છે મને ખૂબ ફરવું પણ ગમે છે બીજાના લોકોના સંપર્કમાં આવું પણ ગમે છે અને આગામી સમયમાં પણ આવી જ રીતે અમે ફરતા રહીશું